ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતમાં ઘણી બધી સંસ્કૃતિઓ ઘણા બધા રીતરિવાજો ઘણી બધી ભાષાઓ ઘણા બધા ખોરાક ઘણાં બધાં રાજ્યો અને ઘણાં બધાં પ્રકારની બોલીઓનો સમાવેશ થાય છે તેમ છતાં ભારત એક એક રાષ્ટ્ર તરીકે હંમેશા આગળ વધતું રહ્યું છે એક ગુજરાતીમાં એક કહેવત છે કે બાર ગામે બોલી બદલાય એટલે જેમકે અન્ય રાષ્ટ્રો કે અન્ય દેશોની વાત કરીએ બહારના રાજ્યોમાં તો એમાં ભાષા મુખ્યત્ત્વે અંગ્રેજી હોય અથવા તો જે અંગ્રેજી સિવાયની જે બોલીઓ હોય એ જોવા જઈએ તો ખૂબ જ મર્યાદિત હોય પરંતુ ભારતમાં બાર ગામે બોલી બદલાય ગુજરાત ને ગુજરાતીમાં એવી કહેવત છે એટલે જે બાર ગામ મીન્સ થોડાક જ વિસ્તારના એરિયામાં અંતરમાં ભાષામાં પણ વિવિધતા જોવા મળે છે ફક્ત ગુજરાતી ભાષા આપણે લઈએ તો ગુજરાતીમાં પણ લોકોનો બોલવાનો લઢણ લેહકો અલગ જોવા મળે ઉદાહરણ તરીકે આપણે સૌરાષ્ટ્રની ભાષા અને સુરતની કે અમદાવાદની ભાષા સાથે એનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળે કે કેટલા બધા પ્રકારનું વિવિધતા ખાલી એક ભાષાની અંદરની બોલીમાં જોવા મળે છે આ ઉપરાંત આપણને મહેસાણા વિસ્તાર મહેસાણા જીલ્લાનાં લોકોની બોલી અને બનાસકાંઠા કે સાબરકાંઠા જિલ્લાની કે સૌરાષ્ટ્રની લોકોની બોલીમાં ઘણા બધા પ્રકારો છે બધાની એક જ ગુજરાતી ભાષા પણ અંતર જોવા મળે છે બીજું અંતર છે ગુજરાતનું અને અન્ય સંસ્કૃતિ સાથે અન્ય રાજ્યો સાથે એ છે ખોરાક ગુજરાતીઓ એ પોતાના ખોરાક માટે ખૂબ જ જાણીતા છે પોતાના ખાવાના માટે પોતાની ખાવાની ખોરાકની વાનગીઓ માટે ખાસ કરીને મીઠાઈ અને જે એક ગળ્યા પ્રકારનો સ્વાદ અને એના માટે ગુજરાત ખૂબ જ જાણીતું છે ગુજરાતના ખાવામાં પણ એટલી વિવિધતા જોવા મળે છે એમાં પછી ઢોકળા થેપલા ખાખરા ભાખરી કઢી ખીચડી રીંગણાંનો ઓળો કે બાજરીના રોટલા કે કોઈપણ પ્રકારની આપણે વાનગીનું લઇએ તો દરેક પ્રકારના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે એક જ પ્રકારની એક આપણે લે વાત કરીએ કે ચણાનો લોટ ચણાના લોટમાંથી કેટલાક પ્રકાર ની વાનગીઓમાં બની શકે ઉદાહરણ લઈએ તો ચણાના લોટમાંથી જ તે આપણે તીખી ગળી અને ફરસાણની વાનગીઓ છે તેને પણ બનાવી શકીએ ઉદાહરણ તરીકે ચણાના લોટમાંથી જ આપણે પુડલા બનાવી શકીએ ચણાના લોટમાંથી આપણે ચણાના લોટનો શીરો બનાવી શકીએ ખાંડવી બનાવી શકીએ ખાંડવી છે ફરસાણ છે અને જે નરમ છે એનો કઢીમાં પણ ઉપયોગ થાય છે આવી રીતના ચણાના લોટની મીઠાઈઓ પણ બને છે જેમકે ઘણા બધા પ્રકારની વાનગીઓનો એમાં ચણાના લોટનો ઉપયોગ થાય છે એવી ઘણી બધી વાનગીઓ છે ગુજરાત છે એ પોતાના સંસ્કૃતિ માટે પોતાનાં લોક નૃત્ય માટે પણ ખૂબ જાણીતું છે જેમાં સૌથી પ્રખ્યાત તહેવાર જે દેશ વિદેશમાં છે એ છે નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે જેમાં માતાજીની આરાધનાની સાથે સાથે લોકો જે ગરબે ઝૂમે છે નવરાત્રે લોકોની વેશભૂષા ગરબા ગાવાનો તરીકો લહેણ દરેકમાં અનેક પ્રકારની વિવિધતા અને એક અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળે છે જે અન્ય રાજ્યો કરતાં ગુજરાતને અલગ પાડે છે બીજું છે ગુજરાતની રહેવા રહેવા અને ફરવા માટેની જગ્યાઓ ગુજરાત એ પોતાના દરિયાકિનારા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં જે દ્વારકાધીશ છે દ્વારકાનું મંદિર છે કૃષ્ણની એ કર્મભૂમિ તરીકે ઓળખાય છે ઘણાં બધાં ફરવાલાયક સ્થળોમાં ગુજરાતનો સમાવેશ થાય છે જેમાં ખાસ કરીને બહારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હાલમાં વડોદરાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે જ્યાં લોકો દેશ વિદેશથી ફરવા માટે આવે છે સરદાર પટેલની જે મૂર્તિ એટલી ઊંચાઈની મૂર્તિ વિદેશમાં આપણે જો તુલના કરીએ તો ક્યાંય બનેલી નથી એટલે ગુજરાત પોતાના ફરવાલાયક સ્થળો માટે પણ ખૂબ જ જાણીતું છે જેમાં સાપુતારા મોઢેરાનું સૂર્યમંદિર રાણી કી વાવ પછી પોરબંદર અને મુંદ્રા પોર્ટ કચ્છના ઘણા બધા જાણીતા મહેલો ગોંડલના મહેલો ગોંડલમાં નવલખા પેલેસ કરીને એક મહેલ છે પ્લસ ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ ખૂબ જ ખૂબ જ પ્રખ્યાત છે અને તે ખૂબ જ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે જેમાં આપણે લોક સાહિત્યની વાત કરવા જઈએ તો લોક સાહિત્ય પણ એટલું જ પોતાનું એક અલગ આખું એક અલગ ઇતિહાસ ધરાવે છે જ્યાં લોકો પોતાનો કવિતાઓ લોક વાર્તાઓ લોક ડાયરાઓ અને લોક બોલીમાં જે વાર્તા કહાનીઓ કરતાં તેનું સંમેલન ને સંકલન થતું ગુજરાત અન્ય સંસ્કૃતિથી અન્ય દેશોથી આ રીતે અલગ પડે છે લોકો પોતાના બોલવાની રીત બોલવાનો લેહકો બોલવાનો તરીકો નવા આવેલા મેહમાનોને આગતા સ્વાગતા કરવાની રીતથી ગુજરાત દરેક રીતે અલગ પડે છે આ ઉપરાંત ગુજરાત અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે